ગુજરાતમાં મુલાકાતીઓ નિરીક્ષણ કરી શકે એવા રસપ્રદ ઐતિહાસિક સ્થળો તો બહુ ઘણા જ છે એવા ઘણા સ્મારકો બની ચૂક્યા છે પણ એમાં સૌથી સારું અને એકદમ નવું સરદાર પટેલ સ્મારક છે એમાં નર્મદાની કિનારે આવેલું છે અને એ દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે આ જોવાલાયક સ્થળો આમાં એવા છે ગ્લો પાર્ક છે તિતલીઓનું પાર્ક છે સરકારે સારી એવી એમાં સગવડો કરી છે પ્રવાસીઓ આવે અને એમની મજા લઈ શકે છે